ગુજરાતમાં માણી શકાય એવી તો ઘણી બધી રમતો છે પણ એમાં સૌથી વધારે સાહસવાળી કોઈ રમત હોય તો એ છે આર્ચરી બાણ વિદ્યા સામે એક સરસ મજાનું ટાર્ગેટ હોય અને ટાર્ગેટ ઉપર આપણે જ્યારે ફોકસ કરીએ જ્યારે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ અને તીરથી એ નિશાનને જ્યારે તાકવાની કોશિશ કરીએ અને અંદર જે આનંદ આવે જે આત્મ વિશ્વાસ ભરાય એની મજા જ કંઈક અલગ છે તો ગુજરાતમાં ખૂબ જ આર્ચરીની ઘણી બધી શાખાઓ છે ઘણી બધી જગ્યાએ આ પ્રકારની રમત રમાડતાં હોય છે વિદ્યાર્થીઓને એમાં ખૂબ મજા આવે છે અમારા ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ રમત લઈને ગયા છે અને તેમાં ખૂબ જ સારી પ્રતિભા બતાવીને તેઓ વિનર પણ થયેલા છે આર્ચરી એક એવી વિદ્યા છે કે જેનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં છે મહાભારતના કાળમાં અર્જુન અને એકલવ્યની વાર્તાઓથી આપણે સૌને પ્રભાવિત થયા હતા નાનપણમાં જ્યારે આપણાં બા દાદા એ વિષે આપણને વાતો કરતાં ધનુર વિદ્યા એને આપણે ઇંગ્લિશમાં આર્ચરી કહીએ છીએ આ ધનુર વિદ્યાથી આપણાં મનનું ફોકસ વધે છે આપણે એક નિશ્ચિત જે આપણું ટાર્ગેટ છે એનાં ઉપર જ્યારે પૂરેપૂરી આપણી શક્તિઓને લગાવી દઈએ છીએ જ્યારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને પછી જ્યારે બાણને છોડીએ છીએ અને એ ટાર્ગેટ સાથે અથડાય છે ત્યારે આપણી શક્તિઓ વધારે ઉજાગર થાય છે કારણ કે ત્યાં આપણી શક્તિઓ કેન્દ્રિત થાય છે આસપાસની વન્ય સૃષ્ટિમાં ભટકતું આપણું મન આપણે ત્યાંથી પાછું વાળીને આપણાં નિશ્ચિત ધ્યેય તરફ વાળીએ છીએ આ પ્રક્રિયા જ એક ધ્યાનની પ્રક્રિયા છે આર્ચરી એ માત્ર એક સામાન્ય રમત નથી આર્ચરીની અંદર ઘણા બધી આપણી જે સ્કિલ છે ડેવલપ થાય છે જેમ કે આપણું ફોકસ ડેવલપ થાય છે આપણો આત્મ વિશ્વાસ ડેવલપ થાય છે આપણી એક ધ્યેય માટે સતત પ્રયત્ન કરવાની વૃત્તિઓ પણ ડેવલપ થાય છે ઘણીબધી શક્તિઓ આપણી અંદર ઉજાગર થાય છે એટલે આર્ચરી જ રમત એ અમારા ગુજરાતની ઓળખ છે અને ઘણી સાહસિક રમત છે